હલો હા હું સ્ટાફ નર્સ છું એવું તમને કઈ ટાઈપનો દુખાવો થાય છે એવું છે તો તમે કંઈ કર્યું એના માટે દવા બવા કંઈ તમે દવાખાનામાં બતાવા ગયા હતા એવું છે તો તમે કંઈ દવા કશું લીધી નથી ને એના માટે બરોબર તો તમે પેલા તો તમે સુવાની તમારી પોઝિશન હોય એ બદલો અને એવું હોય તો છાતીમાં તમે રબ કરો હા તમે સેમીફાવલર પોઝીશનમાં સુઈ સકો છો હા પછી તમે ત્યાં બામ કે એવું કંઈ હોય કે એના વડે તમે રબ કરી શકો છો

દવા એના માટે ને પહેલાં તો આવું બધું કરો તમે ધરેલું નુસ્ખા પછી તમે દવાનો ઉપયોગ કરી શકો છો હોસ્પિટલમાં તમારે એટલો તીક્ષ્ણ દુખાવો થતો હોય તો તમે જઈ શકો છો બાકી તો ચાલી જાય હા તો તમે હોસ્પિટલ બતાવવા આવી શકો છો હા તો તમે આવી રીતે આ ઘરેલું નુસ્ખા વાપરી શકો છો જેવી રીતના મેં કીધું એવા તમને ક્યાં મતલબ છાતીમાં જ દુખે છે કઈ બાજુ દુખે છે તમને ખભા બભામાં દુખે છે કંઈ બીજે ક્યાંય તાવ બાવ એવું કંઈ આવે છે શરદી ખાસી હા તો તમે તાવ માટે દવા કંઈ લીધી છે અચ્છા તો તમને એનાથી ફેર પડી ગયો એવું છે તો પછી તમારે દવાખાને બતાવવા જવું પડશે હા હા ડોક્ટરને તમે બતાવી શકો છો સાત વાગે સાત વાગ્યાનો ટાઇમ છે હા ત્યારે ડોક્ટર અહીંયાં હોય છે બીજી કંઈ તકલીફ છે તમને હા બીજો કોઈ ટાઇમ નથી મતલબ ડોક્ટર ત્યારે અવેલેબલ હોય છે એમ ઓપીડીમાં એટલા માટે તમે આવી શકો ત્યારે હા બીજી કોઈ તમને પ્રોબ્લમ શરદી ખાંસી ઉધરસ બરોબર ઓકે તો હા થેન્ક યુ અને સાત વાગે ડોક્ટર અવેલેબલ હોય છે તમે આવી શકો છો ઓકે હા ચલો થેન્ક યુ